હલો સોના ટ્રાવેલ્સ હું પ્રિયા જોશી વાત કરું છું મેં તમારે ત્યાંથી અમારે સાપુતારા જવા માટે એક મોટર બુક કરાવી હતી પણ તમારો ડ્રાઈવર હજી સુધી આવ્યો નથી અને અમારો ટાઈમ બી એમબી થઈ ગયો છે જવાનો તો હવે અમારે છે ને આ કાર જે છે ને ઈ અમે કેન્સલ કરાવીએ છીએ તો હવે જે બી અમે તમને રકમ આપી છે એ રકમ તમે અમને પાછી આપી દો તો એના પાછી આપી દો એટલે હવે અમે ડ્રાઈ આ કારને છે એ હવે કેન્સલ કરીએ છીએ